હા જેની પાસે કોલેજ ડિગ્રી હોય તેવી વ્યક્તિને હું જાણું છું જેણે શિક્ષણ જગતમાં પોતાની ડિગ્રી હાંસલ કરી બહાર વિદેશમાં જઈને ખૂબ પૈસા કમાયા છે પછી અહીંયા આવી અમારા રાજકોટમાં એમને સ્કૂલો ખોલી છે પછી કોઈ જરૂરિયાતમંદ હોય એને મદદ કરેલી છે દાખલા તરીકે પૂજિત રૂપાણી ટ્રસ્ટ બરાબર હા તો એ લોકોએ અહીંયા અમારા રાજકોટમાં આવી અને ઘણીબધી શાળાઓ વ્યવસાયલક્ષી એ શિક્ષણ બધાને આપ્યું છે અને સ્લમ એરિયામાં હરતું ફરતું ઢીંગલી ઘર કે જ્યાં બાળકોને અવનવાં રમકડાં જે હોય જેને બિચારાએ જોયા પણ ન હોય તો એવા સ્લમ એરિયામાં પોતે એ ઢીંગલી ઘર એ મોટરમાં એ આવે અને કેટલાય રમકડાં ટીવી ઉપર એ બધું એને બાળકોને દેખાડે છે તો આ આની ઉપરથી ઘણાંય વ્યક્તિઓએ આવું કરવું જોઈએ કે જે પૈસા ખૂબ કમાય છે ડિગ્રી છે ભગવાનની મહેરબાની છે તો એમણે આવાં જીવન ઉપયોગી કોઈ માણસને મદદ કરી શકે એવું કામ કરવું જોઈએ દાખલા તરીકે બોલબાર ટ્રસ્ટ છે તો એ પણ રોડ ઉપર સૂતાં હોય એને ખાવાનું પૂરું પાડે છે પછી અમુક હોય એ દવાઓ જેને જરૂર હોય એ લોકોને દવા એમનું ફ્રીમાં આપે છે અને અમુક લોકો થોડોક મિનિમમ ચાર્જ રાખે છે કે જે આ સામાન્ય માણસ હોય એ પોતાને રીતે લઈ શકે દાખલા તરીકે મોટી હોસ્પિટલોમાં જઈએ તો એ લોકોને બહુ તાવની દવા લેવી હોય તો એ સો બસો રૂપિયા જોઈએ જ્યારે અહીંયા હરતું ફરતું દવાખાનું છે એની પાસેથી માત્ર દસ કે વીસ રૂપિયામાં વધીને ત્રીસ રૂપિયામાં એ લોકોને દવા આપી અને એ લોકો જલ્દી સાજા થઈ જાય છે તો આવા કેટલાય એવા આજુબાજુ વ્યક્તિ હોય છે કે જે પોતાનું કમાવા સમાજની સેવા માટે પોતાના પૈસા સાચી દિશામાં વાપરી રહ્યા છે અને એને ખરેખર જે ડિગ્રી મેળવી છે અને પોતે જે મુશ્કેલી અનુભવી છે એ બીજાને ન પ અનુભવવી પડે એના માટે પોતે હર હંમેશ તૈયાર હોય છે અમારે એક પીસી ગોસ્વામી સાહેબ કરીને છે એ જેને જરૂરિયાત હોય એને હેલ્પ કરે આગળ એને શું દાખલા તરીકે દસમુ સામાન્ય વર્ગમાંથી દસમુ કે બારમું છોકરું છોકરું ભણીને ઊભું થયું પછી આગળ એને શું કરવું એનું નોલેજ ન હોય કારણ કે એના ઘરમાં બધા અંગૂઠા છાપ હોય એને આગળ જઈને શું કરવું એની કાંઈ ખરેખર ખબર ન હોય પણ જો આવા આ ભાઈને આવે સંપર્કમાં અને એને પૂછે તો એને આગળ શું કરવું શું ન કરવું અને જરૂરિયાત હોય તો પોતે આગળ આવી અને એના બધાં ડોક્યુમેન્ટ કઈ જગ્યાએ જવું ક્યાં જઈ શું કરવું એ બધી રીતની માહિતી આપે છે અને પોતાથી બનતી બધી એ મદદ પણ કરે છે એવા કેટલાય વ્યક્તિ છે એક નહીં ઘણા છે કે જે વિદ્યાર્થીને આગળ જવા માટે એને પૂરતાં સાધન પૂરતી જવાબદારી સમજણ બધું જ્ઞાન આપતા હોય છે અને ખરેખર આવું થવું જ જોઈએ કે જેની પાસે પૈસો છે ડિગ્રી છે સમજ છે જેને ન ખબર પડતી હોય એ લોકોને એને ખબર આપવી જોઈએ તો એ એક સારું કામ કહેવાય એક એમ